અમારા વિસ્તારમાં શરૂ કરી શકાય એવો હોટલનો ધંધો છે કારણ કે અમારા ત્યાં હોટલનો ધંધો એ ખૂબજ વધુ ચાલી શકે તેમ છે